આજથી પચીસ ત્રીસ વરસ પહેલાં ખાલી એક ન્યૂઝ ચેનલ હોતી હતી દૂરદર્શન પર જોવા મળતી હતી એ ન્યૂઝ દિવસમાં ચાર કે પાંચ વાર આવતી હતી અને ન્યૂઝના જે વક્તા હતા એ લોકો પણ વ્યવસ્થિત રીતે ન્યૂઝ આપણને ન્યૂઝના માધ્યમથી બધી જાણકારી આપતા હતા પણ હવે આ પચીસ ત્રીસ વરસમાં ન્યૂઝ ચેનલ જેમ કે એક બિઝનસ કરવાનો એમને મળી ગયું છે કે ભાઈ તમે સાચી ન્યૂઝ આપો કે ખોટી ન્યૂઝ આપો પૈસાથી બધું જ થઈ શકે છે આવી રીતે બધી ન્યૂઝ ચેનલ થઈ ગઈ છે આજકાલ લગભગ નહિ તો પણ વીસ પચીસ કે ત્રીસ મને નામ પણ નથી હવે એટલા બધા ખબર કે આટલી ન્યૂઝ ચેનલ્સ થઈ ગઈ છે જેમ કે શરૂઆત કરું આજતક છે ઇન્ડિયા ટીવી છે રિપબ્લિક છે આર ભારત છે ટાઈમ્સ નાવ છે એનડીટીવી છે આ એબીસી એબીપી ન્યૂઝ ચેનલ છે બહુ બધી ન્યૂઝ ચેનલ થઈ ગઈ છે પણ એમાંથી હકીકત મને લાગે કોઈક આખા દિવસમાં કદાચ એ લોકો હકીકત ઓછામાં ઓછું એક કે બે ન્યૂઝ જ એ લોકો હકીકત બતાવતા હશે બાકી બધી ઉશ્કેરાટવાળી ન્યૂઝ બતાવે કે જે માણસ સાંભળે અને ઉશ્કેરાટ થાય એમને હવે ન્યૂઝ ચેનલમાં એ લોકો ડિબેટનું સ્ટાર્ટ કરી દીધુ છે કે સા ઑપો જે સામેવાળી જે ગવર્મેન્ટ છે એના માણસો બેસાડે અને જે હા હા હાજરમાં જે બીજેપીની ગવર્મેન્ટ છે એનું એક માણસ બેસાડે અને એ લોકો કુતરા અને બિલાડાના જેમ બધા ઝગડ્યા કરે અને સોલ્યુશનના નામે મીંડું બીજું આપણે એ વિચારીએ કે આ ન્યૂઝ ચેનલથી આપણને શું મળે છે આપણે ન્યૂઝ ચેનલ્સ શું કરવા જોઈએ છે કે દુનિયામાં શું થાય છે એ ખબર પડે પણ આ ન્યૂઝ ચેનલ જે છે એ એટલી બધી ફેક એટલે જુઠ્ઠાણું જુઠ્ઠાણવાળી ન્યૂઝ આપે છે કે આપણને એમ જ લાગે કે હા આ જ થાય છે હવે રશિયા અને યુક્રેનની લડાઈ ચાલે છે તો ત્યાં આટલું બધું નુકસાન નથી થતું જેટલી આપણી આ ન્યૂઝ ચેનલો આપણને દર્શાવે છે દિવસમાં આ માથા પર હથોળા વગાડે એવા અવાજોમાં બધા ન્યૂઝના જે વક્તા છે એ બોલે કે એમ જ લાગે કે હમણાં ટીવીમાંથી બહાર આવીને એમ બે ત્રણ સટાકા પટાકા મારી દેને એવી રીતે પણ બહુ દય દયનીય દયનીય હાલત છે આપણા ન્યૂઝ ચેનલ્સની જે માણસ નોર્મલ માણ જે એક મધ્યમવર્ગી માણસ છે એને શું જોઈએ કે ભાઈ હા આપણને એક સારી ન્યૂઝ ચેનલ જોઈએ અને એમાંથી આપણને સાચું બધું મળે બટ કંઈ જ નહિ હવે આ બધા જે પોલિટીસન્સ છે એ લોકો બધા પૈસા ખવડાવીને પોતાનું બધું સારી રીતે બતાવી બતાવી કાઢે ન્યૂઝમાં હવે જ્યારે કોવિડ આવેલું આપણા ત્યાં બહુ મોટો સંકટ હતો આખા આખા વર્લ્ડમાં બહુ મોટો આખી સૃષ્ટિમાં બજિ મોટો સંકટ હતો તો એ લોકોએ પૈસા બનાવવાનું માધ્યમ કરેલું એટલા પૈસા એ લોકોને મળ્યા છે કે જેની કઈ હદ નથી જ્યાં ઇન્જેકશન્સ નથી ઑક્સીજન નથી એ બધી વસ્તુઓ તો એ લોકો બહાર કાઢતા હતા બટ એની સાથે સાથે બધી જુઠ્ઠાણું ન્યૂઝ પણ કાઢે કે આ નથી મળતું આ લોકોને લોકોને રહેવા માટે અરે ખાવા માટે નથી મળતું ગવર્મેન્ટની બુરાઈ કરે છે ઘણા ન્યૂઝ ચેનલ ઘણા ન્યૂઝ ચેનલ્સ ગવર્મેન્ટની બડાઈ કરે છે કે ના મોદી ગવરમેન્ટે આ કર્યું છે મોદી ગવરમેન્ટે આ કર્યું છે ને પેલા કોંગ્રેસવાળા કે કે મોદી ગવર્મેન્ટ કંઈ કરતી જ નથી ને પેલો અરવિંદ કેજરીવાલ ઓહો હો હો હો એનું તો ન્યૂઝ ચેનલ પર તો એ આખો ટાઈમ છવાયો રહ્યો છે કે એણે આ કર્યું છે એણે પેલા ઑક્સીજન સિલિન્ડરની બ્લે શું કહેવાય કાળાબજારી કરી છે હવે ન્યૂઝ ચેનલમાં સૌથી મોટો હમણાં કોઈ નામ છે તો રિપબ્લિક બરાબર હવે રિપબ્લિકમાં અર અરનબ ગોસ્વામી જે છે એ તો બાપરે શું બરાડા પાડે એટલા બરાડા પાડે કે એમ થાય કે બસ એને મોઢું જ બંદ કરી કાઢીએ અનનેસ એટલે આમ ખાલી ખાલી ખાલી બરાડા પાડવાના અને સોલ્યુશનના નામે જીરો જ્યારે એ લોકો ડિબેટ કરાવે ત્યારે તો કંઈ જ એ લોકો આપણે શું કહેવાય જે મેન જે મુદ્દો છે એ સાઈડ પર થઈ એ બાજુમાં થઈ જાય અને એ બીજા બીજા મુદ્દા પર એ લોકો ચર્ચા કરવા માંડે પણ સોલ્યુશનના નામે તો કંઈ આવતું જ નથી બહાર પડતું જ નથી બસ એકબીજાની ટાંગ ખેંચે એકબીજાની ઇજ્જત ઉતારે પછી કશે કોઈ ગામડામાં કે કોઈ શહેરમાં કોઈ છોકરીનું રેપ થયું હોય તો એ ન્યૂઝ એ ન્યૂઝ પણ એ લોકો આખો દિવસ ચલાવે પણ એનું નીકાલ કંઈ જ નથી લાવતા ન્યૂઝ ચેનલ તો એવી હોવી જોઈએ એટલી સદ્ધર અને એટલી સચોટ હોવી જોઈએ કે જેનાથી જે પબ્લિક સાંભળે અને એને લાગે કે હા આ એકદમ સાચી છે ન્યૂઝ અને આના આના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ હવે નિર્ભયા કેસ હતું કે ભાઈ જે શું કહેવાય એના એનું રેપ થએલું તો આખો દિવસ એ જ એ જની એજ ન્યૂઝ એ જની એ જ ન્યૂઝ ચાલ્યા કરે છે પછી ઘણી વખત તો એવું થયું છે જ્યારે આ આપણા ત્યાં ટેરેરીસ્ટ અટેક થએલું મુંબઈમાં તો ન્યૂઝ ચેનલવાળા ત્યાં જઈને આ ટેરરિસ્ટને આખી ન્યૂઝ એ લોકો પોહંચાડતા તા કેમ કે એ એ લોકો ટેરરિસ્ટ લોકો ટીવી ચાલુ રાખીને જે આપણા પોલીસ કર્મીઓ આર્મીવાળા જે પણ શું કહેવાય એક્શન કરતા હતા એ ટેરરિસ્ટને બધું જ ખબર પળતું તું ને એ લોકો જે અંદર ટેરરિસ્ટ હતા હોટલના અંદર તે લોકોને બધી જાણ કરતા તા ને એ લોકોને ખબર પડતી હતી કે આ પોલીસવાળા કે આર્મીવાળા શું કરે છે તો એ લોકો સાવચેત થઈ જતા હતા અને પોતાનું એક્શન ચેન્જ કરી કાઢતા તા એટલે ઘણી વખત ન્યૂઝના સાઈડ ઇફેક્ટ એટલે સાઈડ ઇફેક્ટ પણ હોય છે પણ એ આ એક એ લોકોને સમજવું જોઈએ કે ન્યૂઝ એટલે બહુ જ પાવરફૂલ વસ્તુ છે તમને તમને એક એક સાચી ન્યૂઝ આપવા માટે જે તમને મહેનત કરવી પડે છે ને એના એ એ કરો તમે ફેક તમે જૂઠ્ઠાણું ન્યૂઝ આપીને તમે દુનિયાને ભડકાવો છો કે બીજે રસ્તે ભટકાવો છો એ બધી ન્યૂઝ તમે બંધ કરો આ એક બહુ ચિંતાજનક વાત છે કેમ કે એ લોકોને હવે પૈસા જ બનાવાના છે ન્યૂઝ ચેનલવાળાઓને ને બહુ દયનીય હાલત છે ન્યૂઝ ચેનલને આપણા